હા અ ઘણી વખત એવું થતું હોય છે કે જે અ વેચાણ માટે જે કિંમત તમે નક્કી કરેલી હોય એ કિંમતમાં એ વસ્તુ તમને વેચવી વેંચવું ન વેચાતી હોય અથવા તો કે તમારે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે કે આ વસ્તુ મારે હું આટલા મ આટલું હેરાન થઇ અને આટલું કરી અને એને અ સંગ્રહ કર્યો છે એનો અને જ્યારે વેચાણ કરું છું ત્યારે લોકો એ એ તમારી મહેનત પ્રમાણે તેમને એનું અં વ વળતર નથી આપતા તો ત્યારે તમને થોડું મન હલ અ હિચકિચાય છે અને ઘણી વખત એવું થતું હોય છે કે લોકોને એની કિંમત નથી હોતી તો એ લોકો એવું કહે છે કે ત અ આમાં તો કશું છે નહીં તો આટ આટલું બધુ શું લેવા તમે કરો છો આમ તેમ હવે આનું કંઇ આટલું બધુ કિંમત દેવાની કોઇ જરુરત નથી અથવા તો કે એ લોકો એવું કહેતા હોય છે કે હવે આમાં તો કાંઈ છે નહીં તમે આમ જ આપી દો એમ જ આપી દો કાં કોઈ ઓળખીતા હોય તો એની સામે આપણે અ આપણે જે કિંમત હોય એની એ એની સામે એ કિંમતમાં ન મેળવીએ તો થોડીક એવું પણ અનુભવાતું હોય છે ઘણીવાર બહુ વધારે સમૂહમાં એ વસ્તુ અ લેવા માટે આવતા હોય લોકો તો તો અ કેટલા ભાગમાં એ લોકોને આપવું કેવી રીતે બધાને મળે એવી રીતે અ એનું કલેક્શન કરવું એ બધી વસ્તુ જોવી પડે છે સમજાવવી પડે છે એટલે એના માટે નિર્ણયો લેવા માટે ઘણી વખતે કેવું થાય છે કે મન ચકડોળે ચઢતું હોય છે કે મારે શું કરવું કેવી રીતે નક્કી કરવું કેવી રીતે આપવું તો હા આવું અ ફેસ કરવું પડતું હોય છે પણ એટલું પણ ચાલી અને ચલાવી શકાય એવી વસ્તુ હોય છે એટલે નિર્ણયો લેવા ચોક્કસપણે અ થોડા અ અંશ સુધી અઘરા હોય છે ખરા